અરવલ્લી જિલ્લામાં ઘણી બધી એવી સંસ્થાઓ છે જે જે સ્થાનિક સેવાકીય સંસ્થાઓ છે જે સામુદાયિક રીતે અ સેવાઓ કરે છે જે સમુદાયને સારું કામ કરે છે જેવી કે શ્રી નાથ ચેરિટેબલ ટ્રસ્ટ છે પછી મુસ્લિમ સમાજ સેવા ટ્રસ્ટ છે આ બધી ઘણી સેવા ટ્રસ્ટ છે જેમ એ એ સંસ્થાઓએ ઘણા બધા કાર્યો કર્યા છે જેમ કે એ સંસ્થાઓએ વૃદ્ધાશ્રમ બનાવ્યા પછી બાળકોને સંભાળવાના જે ઘોડિયાઘર આવે એ બનાવ્યા પછી એ સંસ્થાઓએ સ્કૂલો બનાવી ઘણા બધા સારા કાર્યો કર્યા છે એમાંથી એક સારી સંસ્થા છે જે અહીંયા જે રાજ અરવલ્લીમાં રાજેન્દ્રનગર ચોકડી આવે ત્યાં એક સંસ્થા છે મહાત્મા ગાંધી સંસ્થા કરીને છે એ સંસ્થા જેમ કે જે અપાહીજો હોય છે જે મંદ બુદ્ધિના હોય છે એ લોકોની સેવા કરે છે અને એ સંસ્થા એ લોકો ત્યાં ત્યાં ભરણપોષણ કરે છે સંસ્થાઓ પછી એક બીજી સંસ્થાઓ છે જેમ કે મુસ્લિમ ચેરિટેબલ ટ્રસ્ટ છે જેમણે ઘણી સારી સારી શાળાઓ બનાવી પછી ઈસ્કૂ શાળાઓ બનાવી અને જે વૃદ્ધાશ્રમો માટે ઘર બનાવ્યા જે લોકો વૃદ્ધા જે લોકો જે શું કહેવાય મા બાપ વગરના હોય લાવારિસ એમના રહેવા માટે પણ એક એક રહેવાનું પણ એક બે ઘર લોકો માટે પણ એ લોકોએ બધુ બનાવ્યું રહેવા માટે એ બધી સેવાઓ કરે છે આ રીતની સંસ્થાઓ અને એના લીધે ઘણા લોકોને ફાયદા થાય છે ઘણા લોકોને ફાયદા થાય છે એ વાત પછી એ એક ચેરિટેબલ ટ્રસ્ટ છે મોડાસામાં એક ચેરિટેબલ ટ્રસ્ટ છે જેનું નામ હા મોહદ્દિસે મોહદ્દિસે આજમ ચેરિટેબલ ટ્રસ્ટ છે મોડાસામાં એક એ મોહદ્દિસે આજમ ટ્રસ્ટ છે એ ગરીબ દર્દીઓ માટે એક રૂપિયામાં ટિફિન બનાવીને આપે છે પછી જે લોકો બેઘર હોય તેમને ઘર પ્રોવાઈડ કરે છે એ લોકો પછી જે બાળકો જે વૃદ્ધાશ્રમ છે એમને પણ એ લોકો જે બાળકો છે જે શું કહેવાય મા બાપ વગરના બાળકો છે એમના માટે પણ એ લોકોએ રહેવાની વ્યવસ્થા કરી છે બહું સારા લેવલે અને બહું ઊંચા લેવલે એ લોકો કામ કરે છે અને કોઈ ગરીબ હોય એમને પણ એ લોકો હેલ્પ કરે છે આવા ઘણી ઘણી શ્રી સાંઈનાથ ચેરિટેબલ ટ્રસ્ટ છે એ પણ બહું સારું કામ કરે છે પછી જય વિહત ગોગા ટ્રસ્ટ છે એ પણ ગરીબ બાળકોનું બેઘર બેઘર લોકોનું સહાયતા કરે છે પછી એક રૂપિયામાં એ લોકો ટિફિન આપે છે પછી આ આવા જે ટ્રસ્ટો છે એ જે લોકો કંઈ કમાઈ શકતા નથી જેમને ખાવાનું નથી મળતું એ લોકો માટે ફ્રીમાં ખાવાનું પણ આપે છે અને ઘણી બધી સુવિધાઓ આ લોકો આપતા હોય છે આવા ટ્રસ્ટ છે જે ગરીબોને સહાય આપે છે કંઈ તહેવાર હોય તો એ તહેવારે કપડા આપે છે રોટી આપે છે આવા ઘણા બધા કાર્ય કરતા હોય છે આવા ટ્રસ્ટો અને સ્કૂલો પણ આ ટ્રસ્ટોએ બનાવી છે જેના લીધે ગરા ઘણા ગરીબ લોકો બેઘર લોકો ગરીબ બાળકો એના લીધે એમાં ભણીને આગળ આવ્યા છે જેમને એમનું ઉદાહરણ છે એક મદની હાઇસ્કૂલ મોડાસામાં છે પછી એવા એ આ રીતની સંસ્થાઓ જ ચલાવે છે એવી સ્કૂલોને આવા સંસ્થાઓ આ રીતની સંસ્થાઓએ ઘણા કાર્યો કરેલા છે ઓ કે